ગુજરાતમાં રમત ગમત ક્ષેત્રે તેનાં નાગરિકોમાં આરોગ્ય અને સુખાકારીનો કેવી રીતે પ્રોત્સાહન આપે છે એનાં જવાબમાં એટલું કહેવાનું કે ગવરમેન્ટે એનજીઓને પ્રોત્સાહિત કરી છે જેમ કે રાજકોટમાં સરગમ ક્લબ છે એ એનજીઓ છે અને એને જોઈતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાત ગવર્મેન્ટે પૂરું પાડ્યું છે એટલે એણે એક સ્ટેડિયમ ઊભું કર્યું છે રાજકોટમાં જેમાં બેડમિન્ટન સ્કોશ ટેબલ ટેનિસ જોગિંગ ટ્રેક સ્વિમિંગ પુલ આ બધી વ્યવસ્થા એ એનજીઓ એ કરેલી છે અને બહુ નોમિનલ ફિસ સાથે તમે એ સરગમ ક્લબનાં મેમ્બર થઈ શકો અને ટેનિસ બેડમિન્ટન ટેબલ ટેનિસ સ્કવોશ કે પછી તમારે જોગિંગ કરવું હોય રનિંગ કરવું હોય કે સામાન્ય યોગા ક્લાસીસ એટેન્ડ કરવાં હોય તો આ બધી પ્રવૃત્તિઓ એનજીઓ દ્વારા સરકાર આગળ ચલાવી રહી છે રાજકોટમાં મારો આ અનુભવ છે બીજા ડિસ્ટ્રિક્ટમાં મને ખ્યાલ નથી પણ રાજકોટમાં સરગમ ક્લબે આ એક ઝુંબેશ આગળ ધરી છે અને લગભગ ઘણાં યંગસ્ટર્સ આ સરગમ ક્લબમાં જોડાયેલાં છે બીજી આરોગ્ય અને સુખાકારીને હવે આરોગ્યમાં તો ગુજરાત ગવર્મેન્ટે વોર્ડ વાઇઝ ક્લિનિક શરૂ કર્યા છે અને દરેક વોર્ડમાં ઉચ્ચ કોટિની દવાઓ અવેલેબલ છે આ મારો જાત અનુભવ છે જ્યારે કોરોના કાળ હતો ક્યારેક ઘરે ઘરે દવા પહોંચાડી છે આ આરોગ્ય ક્લિનિક દ્વારા અને ટેમ્પરેચર માપી અને ઓક્સિમીટરથી ઑક્સીજન લેવલ માપી અને જોઈતી દવા ઘરે ઘરે પહોંચાડી છે એટલે એ રીતે કહું તો ગુજરાતમાં રમત ગમત ક્ષેત્રે અને નાગરિકોમાં આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આ રીતે ગવર્મેન્ટે આપેલું છે